સુપ્રભાત તમે અને બાળક કેમ છો બઉ સારું તમે કઈ વસ્તુ વિશે ચિંતિત છો હા તમારી ચિંતા યોગ્ય છે પંદર મહિનાના બાળક માટે કેટલાક વિકાસના મહત્વના માપદંડો હોય છે આ ખૂબ જ સારા સંકેતો છે રમત રમતી વખતે અને અન્ય બાળકો સાથે વાતચીત કરી શકે છે રમત રમતી વખતે જો કે આ સામાન્ય છે દરેક બાળકનો વિકાસ અલગ અલગ હોય છે જો કે ધીમે ધીમે સામાજિક થઈ રહ્યો હોય તો કોઈ ચિંતાનું કારણ નથી પંદર મહિનાના બાળકને રોજ બારથી ચૌદ કલાક ઊંઘવા જોઈએ અને ખોરાકમાં વિવિધ ફળ શાકભાજી અને ધાણા જેવા પદાર્થો આપો હા જો તમે ચિંતિત હોવ તો દર વખતના નિદાન સમયે અમને જણાવો જેમ જેમ તમે તેની સાથે વાતો કરશો તેમ તેમ તે વધુ બોલતા શીખશે તમારું સ્વાગત છે કોઈ પણ પ્રશ્નો માટે તમે મને આપણી શકો છો અથવા તો મદદ માગી શકો છો આભાર